હલ્લો હલ્લો સંભળાય છે આ અમને આદિવાસીઓને આ બધા લાભ જોઈએ છે તો કેમ મળતી નહીં બધી યોજનાઓના લાભ ના એ એ લો અડધાં છેને કહેતા નથી પછી આદિવાસીઓને ખબર જ નહીં પડતી હુમ બરાબર પણ તો ભી ગામને ગામમાં છે ને બધી સુવિધા એટલી બધી સારી નથી એમ અમારા ગામમાં અ રસ્તાઓની નહીં સુવિધા પછી અ દવાખાનાની નહીં સુવિધા રસ્તો ચાલે એની સુવિધા સુવિધા નથી એ બધી સુવિધા મળવી જોઈએ ને

બરાબર મામલતદાર સુધી જવું પડે એવું ને બરાબર બરાબર

અ ખેડૂત ખો ખેડૂત ખો ખેડૂતોની બી કેટલી બધી યોજનાઓ છે પણ લાભ નથી મળતો ફોર્મ બી ભરીએ છીએ બરાબર બરાબર ને પાણીની સુવિધા માટે ક્યાં જવું પડે બરાબર શિક્ષણમાં બી શિક્ષણમાં જિલ્લા કલે હા બરાબર એટલે આ બધી જવું પડે ત્યારે બધું બધી યોજનાઓનો લાભ મળે એવું ને બરાબર પછી ગામમાં લાઈટોની સુવિધા નથી અમારા ગામમાં લાઈટોની સુવિધા નથી હુમ હુમ તો ખબર છે બરાબર બરાબર છે તમારી વાત પછી આ પેલી ગામમાં પેલું પેલી એક યોજના આવે છે વ્હાલી દીકરીની યોજના એ ક્યાં જવું પડે એમાં પૈસા મળેને પૈસા મળેને એમાં ક્યાં ફોર્મ ભર ભરવા ક્યાં બરાબર બરાબર પછી પેલું શ્રમ કાર્ડ નહી કાઢતા આયુષ્યમાન કાર્ડને બધું એ બધું ક્યાં કાઢવા જવાનું હોય હે બરાબર પછી આ બરાબર પછી એ પેલાં અલગ અલગ કાર્ડ નહી આવતા બધાં કાર્ડ કાઢવાના આવે એ ક્યાં કાઢવા જવાના મામલતદારમાં હા બરાબર ત્યાં જવું પડે એવું ને બરાબર હમ